નાનપણમાં વાંચનની ટેવની બાબતે હું તમને બે ત્રણ વાતો કહીશ સૌપ્રથમ તો પહેલી એ મહત્ત્વની વાત એ છે કે જો તમારા ઘરની અંદર વાંચનનું એક મહાવરો હોય વાંચનનું એક વાતાવરણ હોય તો તમે આપોઆપ વાંચન કરતા થઈ જાઓ મારા ઘરની અંદર અનેક પુસ્તકો વિવિધ વિષયો ઉપર ઉપલબ્ધ હતાં મારા મમ્મી પપ્પા બંને શિક્ષક હોવાનાં કારણે વાંચનનાં શોખીન હતાં અને મારા પિતાને જોઈ જોઈને જ હું વાંચન કરતા શીખ્યો એમ કહી શકાય ખૂબ જ નાની ઉંમરે મેં અલગ અલગ બાળ વાર્તાઓ અને સામાયિકો જેવાં કે ચંપક છે વાર્તાઓની અંદર સિંદબાદની સાત સફર કે પછી અકબર બિરબલ કે પંચતંત્રની વાર્તાઓ જાતક કથાઓ આ બધી વાર્તાઓ વાંચી આ ઉપરાંત બહારની કેટલીક વાર્તાઓ પણ વાંચી જેમકે અરેબિયન નાઇટ્સ અને વગેરે વગેરે મારા ઘરની અંદર બાળકો માટેનાં સપ્તાહિકો અને પુસ્તકો હતા એટલાં બધા હતાં જ કે બહારથી મંગાવવાની જરૂર ન પડતી અને આ ઉપરાંત પણ મારા પિતા એ પુસ્તકો લેવાના શોખીન હતા આથી મારા માટે તેમજ તેના માટે ઘણાં બધા પુસ્તકો મહિને મહિને લઈ આવતા વાંચનની ટેવની બાબતે મારે જો બીજી એક અગત્યની વાત કરવી હોય તો જ્યારે બાળક નાનો હોય ત્યારે તેના મનોવિજ્ઞાનની હું એક વાત કહીસ બાળક નાનું હોય ત્યારે તેનું શીખવાનો એકમાત્ર સ્ત્રોત હોય છે એ અનુકરણ હોય છે સિગમન ફ્રોઈડે પોતાની એક થિયરીમાં એ કહેલું કે બાળકને તમે જો કહેશો શીખવશો તો એ નહીં શીખે પણ એ જો તમને કરતું જોશે તો તરત શીખશે કારણ કે બાળકો છે એ અનુકરણ માંથી અનુકરણથી શીખે છે અને આ અનુકરણ દ્વારા જ બાળકની વાંચવાની ટેવ વિકસે છે અને એ જ રીતે મારી અંદર નાનપણથી વાંચવાની ટેવ વિકસી બીજી વાત કે જેમ જેમ હું મોટો થયો તેમ તેમ આ વાંચનની ટેવનો વિકાસ થતો ગયો મારી એક પોતાની ટેવ છે એ હંમેશા પોતાના વિષય ઉપરાંત પણ કશુંક જાણવાની તાલાવેલી કે ઉત્સાહ એ મારામાં પહેલેથી રહ્યો છે માત્ર પોતાના સબ્જેક્ટ પૂરતું વિષય પૂરતું જ ન જાણીને વધારાનું કંઇક જાણું એજ ખોજની અંદર મેં અલગ અલગ કેટલાય પ્રકારનાં સાહિત્યની વિજ્ઞાનની અને શાસ્ત્રની સફર કરી છે જો બહુ જ શરૂઆતની વાત કરું તો પહેલાં તો માઇથોલોજી એટલે કે આપણાં પુરાણો આપણાં શાસ્ત્રો જેમાં મુખ્યત્ત્વે રામાયણ વાલ્મીકિ કૃત અને તુલસીદાસ કૃત એ બંને મેં વાંચી ત્યારબાદ મહાભારત ના કેટલાક અંશો અને હજી એક ઉમેરો એ કરવા માગું છું કે જ્યારે બાળક છે નાનું હોય ત્યારે એને વાર્તા માટેની ખૂબ જ ઝંખના હોય છે એને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને મનુષ્યનો આ એક પહેલાંથી ઘણા જૂના જમાનાથી એક આ આંદરૂનિક એવું તત્ત્વ રહેલું છે કે વાર્તા પ્રત્યેનો આકર્ષણ એ અતૂટ છે તો આ આકર્ષણને લઈને હું પણ વાર્તાઓ સાંભળતો અને આ સાંભળેલી વાર્તાઓની ખોજમાં જ કંઇ કેટલી બૂકો વાંચતો બીજા વાંચનમાં જ જેમ જેમ મારી ઉંમર વધી તેમ તેમ ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો લગાવ વધતો ગયો ગુજરાતી સાહિત્યની અંદર ધૂમકેતુ ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર સોરઠી બહારવટિયા તેની નવલકથાઓ જેમકે નિરંજન તુલસી ક્યારો વગેર વગેરે પછી ધીમે ધીમે જય ભીખ્ખુ ગુણવંત રાય આચાર્ય અને અલગ અલગ કેટલાય સાહિત્યકારોના પરિચયમાં હું આવ્યો

જો પુસ્તકાલયની જો હું વાત કરું તો પુસ્તકાલય સાથેનું એક મારો સબંધ છે એક ખૂબ જ અતૂટ રહ્યો છે ખૂબ જ અલગ પ્રકારનો રહ્યો છે પુસ્તકાલય એ હંમેશા મારું બીજું ઘર બન્યું છે મારા કોલેજનાં વર્ષોમાં જ્યારે હું ઘણી વખત બધાંથી અલગ થલગ અથવા તો એકલતા અનુભવતો ત્યારે હું પુસ્તકાલયમાં જઈને બેસતો અને મારા કોલેજનું પુસ્તકાલય એ ના બેથી ત્રણ ઓરડાની ચાવીઓ મારી પાસે જ રહેતી ત્યાંનાં ગુજરાતી સાહિત્યનાં પુસ્તકાલયની અંદર રૂમની અંદર એ ઓરડાની અંદર અમે કંઇ કેટલી મહેફિલો કરી છે ત્યાં જઈને નિયમિત વાંચવું અને જાણવું નવું નવું ગોતવું નવાં નવાં પુસ્તકો ઉખેડવા નવી નવી કવિતાઓ વાંચવી નવી નવલકથાઓ હોય કે પછી ટૂંકી વાર્તાઓ હોય કે પછી ગઝલો હોય કોઈપણ વસ્તુ હોય તેનું હું વાંચન કરતો બીજાને સંભળાવતો બીજા લોકો પણ વાંચન કરતા આ પ્રકારનો મારો પુસ્તકાલય સાથેનો સબંધ રહ્યો છે અને આજની તકે પણ હું નિયમિત સ્વરૂપે પુસ્તકાલયની મુલાકાત લીધા વગર ના રહી શકું હું આઠમા ધીરણથી લગભગ પુસ્તકાલયની નિયમિત મુલાકાત લેતો થઈ ગયો હતો અને હું જયાં રહું છું એ શહેરમાં તથા જ્યાં ભણું છું એ શહેરમાં બે ત્રણ પુસ્તકાલયનાં સભ્ય પદ જો મારી પાસે ના હોય તો આજની ઘડીએ પણ મને ચેન પડતો નથી તો નિયમિત પુસ્તકાલયે જવું નવાં નવાં પુસ્તકો વિષે જાણવું અને ફંફોસવા એમાંથી કંઈ નવી માહિતીઓ લાવવી મારા મિત્ર વર્તુળની અંદર જેઓ આ વસ્તુને રસથી સાંભળે છે જાણવા માગે છે એને કહેવી એ મારો પહેલેથી રસનો વિષય રહ્યો છે હું માનું છું કે નાનપણમાં પડેલી મારી આ ટેવ મને કંઇક એટલી કુટેવોથી અને કંઇક એટલા જીવનના પાઠોથી બચાવ્યો છે આજે જ્યારે સમાજની હાલત ઘણી રીતે વણસી રહી છે ત્યારે મને ટેકો આપતાં પુસ્તકો અને એને ટેકો આપતું પુસ્તકાલય એ જ મારા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે